અમારી ઘરે ગેસની સુવિધા છે અને પહેલાંના જમાનામાં લાકડાંનો ઉપયોગ કરતાં જ્યારે અમે ગામમાં રહેતા પણ એના માટે અમારે લાકડાં જંગલમાં કાપવા અને લેવા જવાં પડતું જેનાથી લાવવામાં ઊંચકીને બહુ તકલીફ થતી પ્લસ કોઈવાર કાંટા વાગ્યા હાથમાં અને લાકડાં પડી જાય તો એને સમેટવાનું પણ ભારે પડે છે નાગ અને બીજા બધા જીવજંતુ પણ સાથે આવે છે એનાથી ઘરે અમે લાવીને ચૂલા પર જ્યારે લાકડાં સળગાવતો હોય તો ખૂબ જ ધુમાડો થાય છે જેનાથી આંખ પણ નહીં ખુલે અને પાણી પણ આંખમાં વધારે આવે અને એર પોલ્યુશન પણ વધારે થાય છે અને એને સાફ સફાઈ કરવામાં ભી વધારે તકલીફ થાય છે જ્યારે આ જમાનામાં ગેસ આવવાથી એલપીજી આવવાથી ખૂબ જ લાઈફ ઇઝી થઈ જાય છે ગેસની લાઈન ઘરે આવાથી મં મંથલી બિલ પણ ઓછું આવે છે અને એક બટન દ્વારા ચાલુ થઈ જાય છે જેનાથી તકલીફ ઘણી ઓછી થઈ ગઈ છે અને સસ્તું પણ પડે છે ખાવામાં બનાવવામાં એની ફલેમને બધું એડજસ્ટ કરી શકે એલપીજીમાં તો એ વધારે સારી રીતે ખાવાનું બનાવી શકાય જ્યારે પહેલાંના જમાનામાં જ્યારે લાકડાંનો ઉપયોગ કરતાં ત્યારે ફલેમ ઓછું કરવાની કંઈ જ સુવિધા ન હતી એટલે એને હાથથી પગઝર ખાવાનું બની જાય કે ઉભરાઈ જાય તો હાથથી ઊંચકીને લાવવામાં હાથ દાઝી પણ જતાં હોય છે જ્યારે હમણાંના સમયમાં ગેસ બંધ કરે એટલે ફલેમ બંધ થવાથી દૂધ કે કંઈ પણ ઉભરાતું નથી અને આપણું કામ પણ થાય છે અને પહેલાંના જમાનામાં જ્યારે લાકડાં યુઝ થતાં ત્યારે એને હલાવ એને આગનું બંધ કરવાના પણ ઘણી મુશ્કેલી થાય કારણ કે જ્યાં સુધી લાકડાં પતે નહીં ત્યાં સુધી આગ સળગ્યાં કરે તો પાણી અને બધું સાફ સફાઈ કરવામાં વધારે પ્રોબ્લેમ થાય છે તો ટૂંકમાં કહેવું છે કે ગેસ એલપીજી આવાથી લાઈફમાં ઘણી આસાની થઈ ગઈ છે